ભારતમાં શિક્ષણ વ્યવસ્થા ગામડાઓમાં થોડીક ખરાબ છે સરકારી શાળાઓમાં શિક્ષકો ધ્યાન આપે છે પરંતુ શિક્ષકોની વધારે જરૂર છે ત્યાં શિક્ષકો ખૂટે છે